અમને પોતાને ભાવતી વસ્તુમાં મૈન તો બાજરાનો રોટલો ઉંબાડીયું ઊંધીયું આને છાસ ખાસ અને વધુમાં વડાપાઉં ને પાઉંભાજી તેમજ આપણે ભજીયા કાંદાના ભજીયા કે જે અતિઉત્તમ લાગે છે